રસોડાની અંદર રહેલા વિવિધ વાસણો જેવાંકે થાળી વાટકો ચમચી કાથરોટ જેવાં સાધનો સામાન્ય રીતે રસોડામાં ઉપયોગ આવતાં હોય છે થાળી વાટકો અને ચમચીનો ઉપયોગ જમવા માટે થાય છે જ્યારે કાથરોટનો ઉપયોગ રોટલીનો લોટ બાંધવા માટે ચોક્કસ રીતે થાય છે